જય શ્રી ક્રૃષ્ણ બોલો બોલો બસ મજા હમણાં તો ખેતરનું કામ ચાલે છે વાવણીને બધું ચોમાસું છેતો વાવણી કરવાનું અને એવું બધુ ચાલે તમે કયો પાક વાવ્યો છે આ વખતે ખેતરમાં અમે તો કપાસને ઘઉંને બધું વાવ્યું છે થોડીક જુવાર એ વાવી છે હવે જોઈ જોકે વાવણી તો થઈ ગઈ છે હારો વરસાદ હતો એટલે વાંધો નથી આવ્યો બસ હવે પાણી પાઈએને એવું બધું ધ્યાન રાખીએ છે હં તો હા એ વસ્તુ હે જોકે અમારે આ વખતે થોડી ઘણી જીવાતોને એવું બધું બઉ વધારે પડતું થઈ ગ્યું છે બધા પાકમાંને એમાં બધે એટલે એનું થોંડુંક વધારે ધ્યાન રાખવું પડે છે હા દવાને એવું બધુ તો કયરું છે પણ તોય આ વખતે કોને ખબર કેવી છે જીવાતું દવાથી નહીં દવા છાંટીએ તોએ અઠવાળીયાની અંદર પાછું થઈ જાય હં બાકી તો વાવણીને એવું બધુ તો થઈ ગયું હવે છટણી ને એવું બધુ કરશું પણ હજી તો પાક ઊભો થાય પછી કરવાનું થશે બધું વરસાદ તો સારો છે એનાજ લીધે તે પાક બરોબર થ્યો છે અને વાવણી સારી થઈ ગઈ તી એટલે વાંધો આવે એમ નથી બાકીતો આપણે દારડારનું ને કૂવાનું પાણીતો છેજ તે પાછું સમયાંતરે પાણી પાવું પળે પાકને એટલે એના માટે થોંડુંક દે કાહટી પણ હાલે હવે કરીએ છીએ હં હા તો એક કામ કરજો વરસાદ આવે ત્યારે પાળા બાળા બાંધ્યા હોય ખેતરમાં પાકના તો એ ભડું જોઈ લેજો એકવાર કાઢી બાંઢી નાખજો એટલે વરસાદનું પાણી ભરાય કરાય તો પાછું નીકળી જાય કારણ કે પાળા બાંધ્યા હશે તો એમાંને એમાં ભર્યા રહેશે અને પછી બહુ પાકને પાણી મળશે તો પાક બળી જશે હા એ તો જોઈ લેજો સારું ચાલો હા એહા પાક્કું